હેલો મેડમ ટ્રાવેલ એજન્સી ની ઓફિસ છે આ હા જી મેડમ અમે દસ જણ છીએ અને અમદાવાદ જવાનો પ્લાન કર્યો છે હવે કઈ રીતે તમે સગવડતાથી અમને અમદાવાદ મોકલી શકો બેન એસીનો ભાવ ક્યો અને નોન એસીનો ભાવ ક્યો આ આ એસીનો ભાવ છે બાર રૂપિયા એસીનો પંદર અને સાદાનો બાર રૂપિયા બરાબર અને દસ જણ સમાઈ શકે એવી ગાડી હશે તમારી પાસે મિની બસ તો મેડમ એટલી બધી કમ્ફર્ટેબલ નહીં રહે મેટાડોર ટાઈપ હોય એમાં દસ જણ આવી શકે પણ થોડુંક સંકડાશ પડ તો બીજી મોટી ગાડી હશે અચ્છા તો એ એસી છે કે નોન એસી છે મેડમ રાજકોટ અમને ક્યાંથી તમે પીકઅપ કરો અને અમારું જે ડેસ્ટિનેશન છે ત્યાં સુધી પહોંચાડો ને અચ્છા ડેસ્ટી ડેસ્ટીનેશન સુધી બરાબર અને બસમાં બીજી કઈ સુવિધાઓ ખરી અચ્છા ઓકે બરાબર અને કેટલો સમય લાગશે રાજકોટથી અમદાવાદ પહોંચતાં સાડા ચાર કલાક ભલે ભલે બરાબર ફરી વાર બેન કન્ફર્મ કરી લવ પંદર રૂપિયા એસીના છે અને બાર રૂપિયા નોન એસી ઓકે થેંક્યુ મેડમ તમને જાણ કરીશ